અત્યારના સમયમાં લોકોને જ્યારે પુસ્તકો પ્રત્યે રુચી ઓછી થતી જાય છે ત્યારે ડિજિટલ સામગ્રીના મધ્યમથી લોકોને પહેલા તો જાગૃત કરવામાં આવે છે મોબાઈલ અત્યારે દરેક પાસે હોય જ છે તો એમાં દરેક જે પુસ્તક લખ રીડર હોય છે રાઇટર હોય છે એ લોકો ડિજિટલ ટૂંકમાં ઇન્ટરનેટ દ્વારા તેની જાહેરાતો કરે છે અને તેના શો હોય છે તેના દ્વારા તે તેના પુસ્તકોની જાણકારી આપે છે પુસ્તકોની સ્ટોરી કહે છે જેના કારણે લોકોને ખબર પડે છે કે ભાઈ હા નવી નવી બુક્સનું વિમોચન થયેલું છે નવી બુક્સ આવેલી છે તો પોતાના જે પસંદ અ પસંદગીના રાઇટરો હોય છે એની બુક્સ લોકો ખરીદે છે અને એને ઇન્ટરનેટથી જો ઈ બુકમાં મજા આવે તો એમા પણ તે જોઈ શકે છે અને તેનું ફિઝીક અને ફિઝીકલ રીતે પણ લઈ શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે અને પોતાના પસંદગીના રાઇટરો હોય છે અને તે દરેક લોકોને તે જોઈ શકે છે ડિજિટલ ઓલા દ્વારા અને સાંભળી શકે છે અને પછી તેનું પુસ્તક ખરીદી શકે છે અને જેમ કે મને સુધા મૂર્તિના પુસ્તકો ગમે છે તો જ્યારે પણ પુસ્તક મેળો હોય છે ત્યાં જઈને મને જે એની બુક ગમે છે એ લઈને વાંચી શકું છું લઈ આવી શકું છું અને તેની જ્યારે નવી નવી બુક્સ બહાર પડે તો ઈ ડિજિટલના મધ્યમથી મને ખબર પડે કે હા નવી બુક આવી છે તો તેનો પછી જઈ અને ખરીદી કરી શકાય છે અને ડિજિટલ માધ્યમ અત્યારે ખૂબ સારું છે જેના કારણે પણ પુસ્તકોમાં વાંચવાની રુચી જાગી શકે છે લોકોમાં કેમ કે પુસ્તકને ખરીદી કરવામાં ઘણી વખત મોડું થતું હોય છે બહાર જઈને જ્યારે પુસ્તક મેળો લાગે છે અથવા બુક સ્ટોર ઉપર જઈને ખરીદી કરે શકાય કર થઈ શકે છે જ્યારે ઈલેક્ટ્રીક માધ્યમથી ગમે ત્યારે ડિજિટલ મધ્યમથી સોરી ગમે ત્યારે તમે પુસ્તકને વાંચી શકો છો અને જોઈ શકો છો એટલે એ ખૂબ સ અ સારું છે અત્યારે કે એના દ્વારા ગમે ત્યારે તમને જ્યારે પણ મન થાય ત્યારે પુસ્તકો બુક્સ વાંચી શકાય છે અને નવા નવા કોઈ લેખકો આવે છે તો શરૂઆતમાં એમ લાગે કે આ સારા હશે નહીં હશે પણ એક બે વખત એને સાંભળ્યા પછી મજ એના જે લેખનમાં અને એમાં જે મજા આવે છે તો ત્યારે એની બુકસ પણ પછી નવી નવી ટૂંકમાં આવી રીતે નવી નવી બુક્સની પણ જાણકારી નવા નવા વિષયોની છે કે નવી નવી વાર્તાઓ જાણકા જાણવા મળે છે અને તેનો ઉપયોગ કરી શકાય છે